હાંજી મેડમ આવો બેસો હેલ્લો હા મેડમ બેસો અચ્છા આપ કેટલા જણા છો ત્રણ જણ છો અચ્છા હવે કન્વેયન્સ માટે અહિયાં વિવિધ પ્રકારના ઓપ્શન્સ છે તમારે બીઆરટીએસ માં ફાવે તો બીઆરટીએસ માં ફરી શકો તમારે પ્રાઇવેટ ટેક્સી જોઈતી હોય તો એ પણ મળી શકશે મોટી સાઇઝની ગાડી જોઈએ ઈનોવા તો ઇ કન્વેનન્ટ તો તે પણ મળશે અને ફાવતું હોયને બસમાં ફરવું હોય તો બસમાં પણ ફરી શકાય રીક્ષામાં પણ ફરી શકાશે એટલે તમારે જે પ્રમાણે સુવિધા જોઈએ તે મને કહેશો તો એ પ્રમાણે વ્યવસ્થા કરીશ કે વાહન હોય તો એરકન્ડિશન વાહન જોઈએ કે કઈ રીતનું જોઈએ છે બોલો હા ઓલા ઉબેર પણ ચાલે છે અહિયાં તો તે તમારી રીતે તમે પણ એ પણ ટ્રાય કરી શકશો એવો કોઈ ઇસ્યૂ નથી અને અમને કહેશો તો અમે તમારા માટે અરેન્જ કરીશું આપ કઈ હોટલમાં રહ્યા છો ઓકે ઓકે

હાં હાં એસી ગાડી જ મળશે આપણે ત્યાં બધી અને સ્વિફ્ટ ડિઝાયર મળશે તમને તો તમારે ક્યારે જોઈશે છે કેટલા વાગે એ મને કહો તો હું એ પ્રમાણ ઓકે

ભલે ભલે હા એટલે અમારો ડ્રાઇવર જાણીતો છે તમને બધે ફેરવી પણ દેશે અને દસ રૂપિયા પર કિલોમીટરનો ચાર્જ હોય છે નોર્મલી અને અમે મિનિમમ અઢીસો કિલોમીટર પ્રમાણેનું ચાર્જ કરતાં હોઈએ છે એટલે તમારે તમે જેટલું વાપરો એટલું પણ તમારે અઢી હજાર કારણકે આખા દિવસ માટે તમારા પર બુક રેહશે આ ગાડી તમે જ્યાં કેશો ત્યાં આવશે જેટલું કહેશો એટલું રોકાશે તો હું કાલે આપને ત્યાં મોકલી આપું બરાબર ડન ઓકે ભલે ભેલે હાં ઓકે ભલે ભલે થેન્ક યુ